શહેરના અખબારોમાં ગ્રામીણ સમચારોને ઘણીવાર સચોટ રીતે નથી દર્શાવામાં આવતા ઘણીવાર ગામડામાં બનતા જે અંધશ્રદ્ધા અવિશ્વાસના જે બનાવો બને છે એને મીડિયાએ ડિટેલમાં બતાવવું જોઈએ આ ઉપરાંત વરસાદને જેવી કુદરતી આફત જ્યારે આવતી હોય છે ત્યારે ગામડાઓના માર્ગ પર ખેતરોમાં જે પાણી ભરાઈ જાય છે ઘરોમાં પાણી ભરાઈ જાય છે ત્યાંનાં લોકો ને શું તકલીફો પડે છે એ જોઈએ એટલી ડિટેલમાં ઘણીવાર બતાવવામાં નથી આવતું એટલે જે શહેરના અખબારોએ થોડું વધારે એમાં જવું જોઈએ અને મીડિયાએ એ વસ્તુને બતાવી જોઈએ